હલો શ્રીજી ટ્રાવેલ્સમાંથી બોલે છે મારે તમારી સાથે વાત કરવી છે અમારે ગોવા લોનાવાલા ખંડાલાને મુંબઈ એમ દસ દિવસનું ફરવાનો પ્રોગ્રામ બનાવવાનો છે અને મારે બધી ફ્લાઇટ્સનું ને એનું બુકિંગ કરવાનું છે તો તમે કેવી રીતના મને કહેશો કે કેવી રીતના પૈસા કેટલા તમારા પૈસા થશે કેટલા ચાર્જિસ થશે મારે હોટલને એવું બુકિંગ થઈ ગયું છે એટલે પિક અપ ચાર્જ અને એ બધું મને તમે કહી શકશો કેટલા દિવસનું અમારે છે ત્યાં આગળ એનું હું તમને કહી દઉં કે દસ દિવસ મારે રહેવાનું છે ત્યાં આગળ દસ દિવસમાં મારે ત્યાં આગળ બધી હોટલ અમારે બુકિંગ થઈ ગયું છે એટલે પિક અપ ચાર્જ અને ડ્રોપ ચાર્જને ત્યાં ફરવાનોને એ બધો ચાર્જ કેટલો થશે એ મને કહેશો જરા